મેં ભેટ આપી છે મારાં મમ્મી પપ્પાને તેમની એનીવર્સરી હતી ત્યારે હું વિચાર્યું કે એમને કંઈ ભેટ આપું પણ મને બહુ વિચાર આવ્યો કે શું જેવી ભેટ આપું જે એ લોકોને હંમેશા માટે યાદ રહી જાય ત્યારે મેં વિચાર્યું કે કંઈ મૂર્તિ આપું ત્યારે મેં વિચાર્યું કે કઈ મૂર્તિ પણ શેની બનાવેલી મૂર્તિ આપું અને કેવી તેવી કોઈ મને લાગ્યું કે કંઈ ભગવાનની મૂર્તિ આપું જે એ લોકો જોશે અને મને પણ યાદ રાખશે તો મેં એ વિચાર્યું કે ક્રિષ્ન ભગવાન અને રાધાની મૂર્તિ બનાવું તો ત્યારે મેં ક્રિષ્ન ભગવાન અને રાધાની મૂર્તિ બનાવવા માટે માટી જોઈએ તો પહેલાં તો મેં પહેલાં તો મે માટી માટે ચિનાઈ માટીનો ઉપયોગ કરવાનું વિચાર્યું અને તેમાંથી હું બનાવીશ એમ તો પછી મારા ગામડામાં તો એવું બધું કંઈ મળતું નથી એટલે હું વિચારું કે મેં શહેરમાં જાઉં તો ત્યાં શહેરમાં ગઈ અને ત્યાં દુકાનમાં પૂછપરછ કરી તો ત્યાંથી મને માટી મળી ગઈ અને તેમાં પછીથી તે કલર કરવા માટે કલર લેવા પડે એટલે કલરવાળી દુકાને ગઈ અને ત્યાંથી મેં કલર લીધો પણ એ કલરમાં પણ મેં કયો લઉં એ વિચારવા લાગી કે કેવા કલરનું લઉં તો તેમાં મેં જાબુડીયા કલર અને એક લાલ પીળો લીધો એમ ત્રણ કલર લીધા એ એ કલરથી હું રાધા અને કૃષ્ણની મૂર્તિમાં બનાવીશ તેને કપડાં પહેરાવીશ પછીથી વિચાર આવ્યો કે પીળો કલર બી લઉં કે જેમનાં આભૂષણ બનાવી એ રીતે હું એ વિચાર્યું અને આભૂષણ માટે પણ પીળો કલર લઈ લીધો ત્યાર પછી અમે ઘરે આવ્યા અને ઘરે આવીને મમ્મી પપ્પાને દેખતા તો બનાવી ના શકું એટલે એ લોકોથી ચોરી છૂપીથી હું એ બનાવવા લાગી અને એમ તેના આકાર આપ્યો પહેલાં તો હું એ ક્રિષ્ન ભગવાન બનાવ્યા તેના બે પગ પહેલાં તો બનાવ્યા પછીથી શરીરને મા મોઢું બનાવ્યું તેમાં ફેસમાં થોડો એમ વાર લાગે તેનો આકાર આપવા માટે આંખમાં મને બહુ જ વાર લાગ્યો આંખ બનાવવા માટે તેને ફિનિસંગ બરાબર આવતી ન હતી ત્યાર પછી એ બનાવતા મને બે ત્રણ દિવસ લાગી ગયા અને ત્યાર પછીથી મેં વિચાર્યું કે ચાલ હવે રાધાનો બનાવું અને રાધાની મૂર્તિ મેં બનાવી અને તેમાં પણ મને રાધાને શેપ આપતાં બહુ વાર લાગી છે અને રાધાને શેપ આપ્યો ત્યાં તે મને ચાર પાંચ દિવસ તો થઈ ગયા અને તેવામાં તો મમ્મી પપ્પાની એનિવર્સરી પણ આવી ગઈ અને ત્યાર પછી હું મમ્મી પપ્પાને એ એનીવર્સરીમાં ભેટ આપી અને ત્યારબાદ થોડા દિવસોમાં મારા ભાઈને જન્મદિવસ થયો ને ભાઇનો જન્મદિવસથી એને પણ મારે કંઈ ભેટ તો આપવી જ હતી અને ત્યારે હું એ ભાઈને ભેટ આપવા માટે દુકાનમાં ગઈ અને દુકાનમાં જ્યારે જોયું તો શું આપું સ્પેશિયલમાં તો શું છે એવું જેમકે વોચ દેખાઈ વોલેટ દેખાઈ એ બધું મને દેખાયું પણ એ મને લાગ્યું કે કંઈ અલગ જ આપું તો ત્યાંથી હું આવી ગઈ અને પછી હું કપડાંની દુકાને પણ જોવા ગઈ તો ત્યાં મને કપડાં દેખાયા પણ તે પણ મને વધારે પસંદ ના આવ્યા તેથી મને લાગ્યું કે કંઈ અલગ જ સ્પેશિયલ બનાવીને આપું ત્યારે હું એ જાતે એમ બધું બનાવીને એક ચિત્ર જેવું બનાવ્યું તેમાં એ અમે નાનપણથી હતા ત્યારથી અમે કેવી રીતે સાથે રહ્યા ક્યાં ગયા અને અમે મસ્તી કરતા તેવું એક સરસ ચિત્ર બનાવ્યું અને તે ચિત્ર હું એ મારા ભાઈને ભેટ કરી અને તે જોઈને મારો ભાઈ બહુ જ ખુશ થઈ ગયો અને એ પણ મને બનાવતો બહુ વાર લાગ્યો એ ત્રણ દિવસ થઈ ગયા એ બનાવતા એ અમને મને ત્યારે ભાઈ મને પૂછે છે કે કેવી રીતે બનાવ્યું અને શું કર્યું ત્યારે મેં કીધું કે એવી રીતના મને વિચાર આવ્યો અને મેં આ રીતે બનાવ્યું